અરવલ્લી જિલ્લામાં આરોગ્ય સેવાઓ જુદા જુદી જગ્યાએ આપવામાં આવે છે જેમાં સામુદાયિક આરોગ્ય કેન્દ્ર આમોદરા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર બાયડ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ચોરીમાલા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ધનસુરા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ઇસરી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર જેતપુર તથા સમુદાયિક આરોગ્ય કેન્દ્ર માલપુર અને સમુદાયિક આરોગ્ય કેન્દ્ર મેઘ મેઘાસણ અને સમુદાયિક આરોગ્ય કેન્દ્ર મેઘરજ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર શામળાજી છે કાર્યરત છે જેમાં મુખ્યત્ત્વે અરવલ્લી જિલ્લાનું મુખ્ય ગામ મોડાસામાં સાર્વજનિક હૉસ્પિટલ ચાલી રહી છે ત્યાં ડૉક્ટર ટ્વેન્ટી ફોર બાય સેવન હાજર હોય છે અને ત્યાં દરેક પ્રકારની સારવાર આપવામાં આવી છે અને ત્યાં પણ વિનાં મૂલ્યે આપવામાં આવે છે હાલમાં ગુજરાત સરકાર દ્વારા અરવલ્લી જિલ્લામાં સિવિલ હૉસ્પિટલ આપવામાં આવી છે અને તેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે જેના લીધે અરવલ્લી જિલ્લામાં હૅલ્થ કૅરમાં બહુ જ સુધારો થયો છે અને કેન્સર જેવા મોટા રોગોની સારવાર પણ અરવલ્લી જિલ્લામાં શરૂ થઈ જશે જે પ્રજા માટે બહુ જ સારું છે